ગુજરાતી ભાષા ઉપર સંસ્કૃત કે અંગ્રેજી ભાષાનો ખૂબ જ પ્રભાવ છે જેના કારણે આપણી ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે તેના હિસાબથી આપણા બાળકોને પણ ગુજરાતી ગુજરાતીને વાંચતાં પણ આવડતું નથી અને લખતાં પણ નથી આવડતું આજકાલનો કલ્ચર એવો છે કે માતાપિતાને બાળકોને અંગ્રેજી ઇંગ્લિશ મિડીયમમાં જ સ્કૂલમાં બેસાડવા છે જેના કારણે બાળકોની ગુજરાતી શું છે આપણી ભાષા છે એ ખબર જ નથી ગુજરાતી ભાષા ધીમે ધીમે લુપ્ત થવા માંડી છે જ્યારે પહેલાંના બધા જે સાહિત્ય કલાકારો જે બધા હતા એમણે તેમની ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો લખેલા છે પણ આજકાલના બાળકોને એ પુસ્તક વિષે કે કોઈ વસ્તુની કંઇ જાણ જ નથી કે એનો એ કારણ કે બાળકોને ખબર જ નથી કે ગુજરાતી આપણે ગુજરાતમાં રહીએ છીએ અને આપણી ભાષા ગુજરાતી છે ગુજરાતી ભાષાનો પ્રભાવ એકદમ ધીમે ધીમે ઓછો થતો જાય છે અને માતાપિતાને બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા છે જેના કારણે ગુજરાતી ભાષા પર તેનો પ્રભાવ પડે છે અને ગુજરાતી ભાષા બાળકોને લખતાં પણ નથી આવડતું અને બાળકોને વાંચતાં પણ નથી આવડતું અને ધીમે ધીમે આ ગુજરાતી ભાષા છે જે લુપ્ત થતી જાય છે